હિન્દી અંગ્રેજી આ સિવાય ભારતીય સંવિધાન મુજબ બાવીસ ભાષાઓને અધિકૃત મંચ ભાષાઓ તરીકે માનવામાં આવે છે જેમકે ગુજરાતી બંગાળી તમિલ તમિલ મરાઠી કન્નડ મલયાલમ ઓડિયા ઉર્દૂ વગેરે વિશ્વ ભરના ભાષા શાસ્ત્રની વિવિધતાની વાત કરીએ તો સાંસ્કૃતિક સમૃદ્ધિ ભારતીય ભાષાઓનો વિશાળ સંસ્કૃતિ અને પરંપરાની અનુસંધાન દર્શાવે છે દરેક ભાષાની પોતાની વિશિષ્ટ આદત કલા સાહિત્ય અને સંસ્કૃતિ છે એનથોનલી ગોસટીક ચિંતાઓ વિવિધ ભાષાઓ વિવિધ કોમ્યુનીટી ઓળખ અને અનુભૂતિને રજૂ કરે છે આ રીતે ભાષા શાસ્ત્રની વિવિધતા આ ભૌતિક આર્થિક અને સાંસ્કૃતિક ડાયવર્સિટી પ્રતિબિંબ છે ભાષાઓનું સંકટ વ્યાપક ભાષા શાસ્ત્રની વિવિધતા છતાં કેટલીક ભાષાઓ છે અથવા ક્રમશઃ વિનાશના અભિગમમાં છે જે એક પડકાર તરીકે સામે આવે છે ભાષાની અપેક્ષા રાજ્ય અને કેન્દ્રિય સ્તરે વિવિધ ભાષાઓનાં સંરક્ષણ માટે નીતિ અને કાયદા છે પરંતુ ભાષા અને સંસ્કૃતિ ની ટકાવારી માટે સંવેદનશીલતા જરૂરી છે